જો કોઈક કોઈ પુસ્તક ગુજરાતી ઈંગ્લીશને હિન્દી ભાષામાં હોયતો હું એમને ગુજરાતી ભાષામાં વાંચવાનું પસંદ કરીશ કારણ કે તેની અંદર એવું થતું હોય છે મે હમણાં વાંચેલી એક પુસ્તકનું તમને વાત કરું તો કે મેં ચેતન ભગતની હાફ ગર્લફ્રેન્ડ નામની પુસ્તક વાંચેલી ઈંગ્લીશમાં તેની અંદર મેં સમઝાઈ જાય ઇંગ્લિશ પણ મેં એ પુસ્તક વાંચેલી તેની અંદર એવું થયેલું આખું પુસ્તક વાંચી ગયો અને સમજાયું ખરું પણ પણ તેની અંદર એવું એવું થવાની થવાનું થાય છે કે તેની અંદર આપણે આપણી અંગ્રેજીમાં આપણી ફિલિંગ વ્યક્ત નથી થતી અને જો તમે તમારી માતૃભાષામાં એટલે કે મારી માતૃભાષા ગુજરાતી છે તો મારે માતૃભાષા ગુજરાતીમાં જો એ પુસ્તક વાચ વાંચું તો મને વધારે એ સમજાશે અને વધારે લાગણી એની અંદર દર્શાવાશે જેનાથી તે પુસ્તક મને ખૂબ જ ઉપયોગી થશે અને જો કોઈ પણને પુસ્તક વાંચવું હોય તો તેને માતૃભાષામાં જ વંચાય કારણ કે જો તમે તેને માતૃભાષામાં વાંચો કારણ કે તે જન્મ્યો ત્યારથી તે મોટો થયો ત્યાર સુધી તેની એક જ ભાષા તેણે સાંભળેલી હોય છે તેથી તેની વ્યવહાર તેની લાગણી તેની બોલચાલ તમામમાં તે એની માતૃભાષાનો જ ઉપયોગ કરતો હોય છે જેથી તેને સમજવામાં વધારે સરળતા રહેશે તેથી મારું એવું કહેવું છે કે કોઈને પણ જો પુસ્તક વાંચવાની ઈચ્છા થતી હોય તો તેને પોતાની માતૃ ભાષામાં જ પુસ્તક વાંચવું જોઈએ જેનાથી તેને સમજવામાં વધારે સરળતા રહે છે જો કોઈને પુસ્તક વાંચવાની ઈચ્છા થતી હોય તો એને માતૃભાષામાં જ વંચાય બીજી ભાષામાં વાંચવું યોગ્ય નથી મારા મુજબ